હા બોલ પ્રેમ શું કહેતો હતો અરે હા હા મારે તને કહેવાનું જ રહી ગયું મારે આવ્યું હતું આ ગુજરાત ન્યૂઝમાં એ આજે તો યેલો અલર્ટ આવી ગયું હતું બોલ એટલે હવે ગરમી તો બહુ જ પડવાની છે હા હા તું ધ્યાન રાખજે આ તારે બી આ છોકરાં છે અને ઉંમર બી નાની છે એટલે એ લોકોને ઘરમાં જ રાખજે અને કારણ વગર તો બહાર નીકળતો જ નહીં હા હા હા એ વાત આ જો ગરમી એવી પડી છે ને એટલે તું વિચારી લે કે વરસાદ એવો જ પડવાનો એટલે આ વરસ તો આપણું ભગવાન શું કરવાનો કંઈ ખબર પડતી જ નથી વરસાદે એવો પડશે વરસાદમાં તકલીફ પડશે અત્યારે ગરમીમાં એવી ગરમી પડી રહી તો ગરમીમાં તકલીફ પડવાની અને તું જોતો જ હોઇશ પેપરમાં તો કેવી હેડલાઇનો આવી જ રહી હં હં હા એ મેં જોયું એ વાત તારી સાચી પણ હું તને કહું આગળ શું શું કરવાનું જો ઘરે બહાર નીકળવાનું જ નહીં અને ઘરે લીંબુ શરબત ને એવું બધુ બનાવીને રાખવાનું અને કારણસર વગર તો આપણે બહાર નીકળવાનું હોતું જ નથી બધું ઘરે મળી જ જાય છે એટલે વાંધો તો આપણને આવશે નહીં હા સરકારે એ બાબતે પગલાં લીધા જ છે તને નથી ખબર જો બારથી તે ચાર વાગ્યા સુધી છે ને કોઇ બી જે મજૂર વર્ગ હોય ને એ લોકોને કામ કરવાની ના જ પાડી દીધી છે એ લોકોએ કામ કરતાં મળશે તો એમના જે ઓનર હશે એમની ઉપર કાર્યવાહી થશે

બરાબર છે અહીંયા આપણે તો સાચવી લઈશું જે હોય એ આગળ પછી જોયું જવાશે હું તને હા હું તને પછી વાત કરું પછી મળીએ આપણે હોં ને